આજકાલના યુવાનોને ગેર સમજણ છે કે ગુજરાતી એક તોછડી ભાષા છે પણ મને તેવું લાગતું નથી ગુજરાતી તે ખૂબ જ સુંદર ભાષા છે તેને સારી રીતે સમજવા માટે ગુજરાતી વ્યાકરણ અને તેનાં સાહિત્યને સમજવું પડે તેની માટે ગુજરાતીના શિક્ષકો દ્વારા થોડીક નોલેજ લેવી જરૂરી છે